ગુજરાતમાં વિવિધ ધર્મો છે જેવા કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી ખ્રિસ્તી જૈન મુસ્લિમ બધા ધર્મો મળીને પર્યાવરણને લગતાં કાર્યો કરે છે જેમકે જેના લીધે સમાજનું એકતાપણું જોવા મળે છે જેમકે કહી શકાય કે હિન્દુ છે એ નદીઓને માતા માને છે એની પૂજા કરે છે વૃક્ષોનું પણ ઘણું મહત્ત્વ છે જેમકે સ્ત્રીઓ પીપળાને પાણી આપે છે એ પોતાને ધર્મને સાંકળી અને નદીઓ અને વૃક્ષોને મતલબ વૃક્ષોને પાણી આપે છે અને નદીઓને પૂજે છે જેમકે બાળકીઓ છે નાના નાના નાની નાની છોકરીઓ છે એમ એવા મોળાકત જેવા વ્રતો છે જેનામાં જવેરા વાવે છે જેના લીધે એ એક પ્રકારનો ધર્મ એ લોકોને વ્રતો કરવાં અને જેનાથી એક પ્રકારે પર્યાવરણને ફાયદો થાય છે જેમ જૈન છે એ કંદમૂળ પણ ખાતા નથી જેથી એ પોતાના પોતાના ધર્મથી પર્યાવરણ કઈ રીતે બચાવી શકાય એવી કોઈ પર્યાવરણમાં સુધારો કઈ રીતે લાવી શકાય તેના પર સીધો નહીં પણ આડી રીતે તે પ્રયાસ કરે છે જેથી શીખ છે એ સેવામાં માને છે એ કોઈ અનાજને એ કોઈ રીતે બગાડ કરતાં નથી તે માનતા નથી કે ખોરાકને ખોરાકનો બગાડ કરવો જોઇએ બુદ્ધ લોકો છે જે બુદ્ધ ધર્મનાં લોકો છે એ ધ્યાન કરે છે જ્યારે તો એ વૃક્ષો નીચે બેસીને ધ્યાન કરે છે તો તેના માટે વૃક્ષ જરૂરી છે પર્યાવરણ માટે પણ વૃક્ષ જરૂરી છે એ લોકોને ધર્મ માટે એ પોતાનો ધર્મ નીભાવવા માટે ધ્યાન કરવા માટે વૃક્ષો વાવે છે ખ્રિસ્તી લોકો છે એ લોકોએ પણ એક સાથે ઘણાં બધા વૃક્ષો વાવવાની ઝુંબેશ ચલાવી હતી એટલે એવું કહી શકાય કે બધાંય ધર્મ મળીને એક સાથે પર્યાવરણને કઈ રીતે બચાવવું પર્યાવરણને જેમકે અનુકૂળ જે પ્રથાઓ છે સંરક્ષણની પહેલો છે ને એવા અનેક પર્યાવરણીય ન્યાયો પણ છે કે જેનો જેના વિશે ધ્યાન રાખવામાં આવે છે ધર્મ અલગ અલગ છે પરંતુ ધ્યેય ધ્યેય એક જ છે કે પર્યાવરણનો બચાવ કઈ રીતે થાય નુકસાન કઈ રીતે ન થાય બધાએ પર્યાવરણને લગતા પર્યાવરણનાં જે પાણી છે વૃક્ષ છે જમીન છે ધરતી એ બધાંય ને પોતે પોતાના ધર્મ અને તેના કાયદાના નિયમો પ્રમાણે સાંકળીને અલગ અલગ રીતે તેના પર કાર્યો કર્યાં છે કે જેથી પર્યાવરણનો બચાવ થાય